ખરાબ હવામાનમાં પણ ફૂડની ઝડપી ડિલેવરી માટે ડિલેવરી પાટનરને સારો પ્રતિભાવ આપો તમે ખરાબ હવામાનમાં કોઈ જગ્યાએ છો અને કોઈક રેસ્ટોરન્ટમાંથી ફૂડનો ઓડર કરો છો તેવી કલ્પના કરો તમને જાણ થાય કે રેસ્ટોરન્ટ સર્વિસ ફૂડ તમારા સુધી પહોંચવામાં ખૂબ જ સુંદર કામગીરી બજાવે છે અને હવે તમે તેમની માત્રા સર્વિસ ડિલેવરી ફૂડની ગુણવત્તા અને ઢોળાવો ઢોળાયું ન હોવા માટે તમારા પ્રતિભાવ જણાવવા માંગો છો તમે રેસ્ટોયાનું નામ ઓડર કરેલ ફૂડ ઓડર કરેલ સ્થા સ્થળની માહિતી આપી શકો છો